મારી જન્મ તારીખ આઠ એક ઓગણીસ સો પંચાણું છે મારા પતિની જન્મ તારીખ પાચ પંદર ઓગણીસ સો ચોરાણું છે મારો સોશિયલ વર્કનો કોર્સ જે મેં નવ ત્રણ બે હજાર સત્તરમાં પૂરો કર્યો હતો છ છ બે હજાર એકવીસના દિવસે મેં મારી સાથ સંસ્થામાં ફર્સ્ટ ઈન્ટરવ્યૂ આપ્યું હતું એક પાંચ બે હજાર ત્રેવીસના રોજ પહેલીવાર હું બોમ્બે ગઈ હતી જે મારા જીવનનો સૌથી મોટો અનુભવ હતો અને એ ખૂબ જ સારો દિવસ હતો